હું બચપણથી જ ગાવાની ઘણી શોખીન હતી કારણ કે મારા પરિવારમાં ઘણા બધા લોકો ગાવામાં રસ ધરાવે છે મારા પોતાના પપ્પા પણ ઘણું બધુ ગાયનમાં રસ ધરાવે છે તેથી પપ્પાએ મને ગાવાનું શરૂઆતમાં શીખવાડતા હતા પછી લાગ્યું કે અવાજ થોડોક સારો છે તો એ પછી પપ્પાએ મને શાસ્ત્રીય સંગીતના શાસ્ત્રીય સંગીત શીખવવા માટે પણ જીવન ભારતીમાં મોકલી હમણાં હું શાસ્ત્રીય સંગીતમાં હજી પણ મારા ક્લાસ ચાલે છે હું મધ્યમાં પૂર્ણ મેં કમ્પ્લીટ કરી દીધું છે નોર્મલી પણ મેં આગળ એક વખત સારેગામાપાનો ઓડિશન બી આપેલો હતો તો મને લાઇક પાંચ છ વર્ષથી હું પાંચ છ વર્ષની હતી ત્યારથી હું સંગીત શીખું છું અને